હેલો હા ડોકટર મારું નામ ટ્વિંકલ છે અન્ડ મને અત્યારે છે ને ડિપ્રેશનની બહુ પ્રોબ્લેમ છે હું કોઈ બી જગ્યાએ જાઉં છું તો મને મઝા નથી આવતી આઈ ફિલ ડિપ્રેશન આમ મિન્સ કે તમને હું કહી નથી શકતી હું કેટલું ખરાબ ફિલ કરું છું તો મારે શું કરવું જોઈએ મારી એજ ટ્વેન્ટી છે

અત્યારે તો હું અમરેલી રહું છું

મને ડિપ્રેશનનું બહુ પ્રોબ્લેમ છે તો માંરે શું કરવું જોઈએ કે ડિપ્રેશન ઓછું થઈ જાય અત્યારે છે ને અમારે સ્ટડી રિલેટેડ બહુ બધા ક્વેશ્ચન છે ગ્રૂપમાં કરવું પડે એન્ડ અત્યારે હું હમણાં અમરેલીમાં હું સ્ટડી કરવા આવી છું તો મારે હોસ્ટેલ્સ ને બધી પ્રોબ્લેમ છે ને તો એ બધું મારી સાથે એટલું બધુ ભેગું થઈ ગયું છે કે હું ક્લિયર નથી કરી શકતી તો અને એ બધી વાતમાં મારું ખુદનો જે બોડીનો ટાઈમ જે ડીપેન્ડ કરતી એ પણ નથી દઈ શકતી અને અત્યારે બહુ ખરાબ ફિલ થાય છે મને સુસાઈડના બહુ વિચાર આવે છે તો મારે શું કરવું જોઈએ

હમ

પણ એ તો છે એ તો વિડિયો કોલ દ્વારા કરી શકીએ પણ મને ઓકે ઓકે મેમ થેન્કયુ સો મચ